ભારતના પૌરાણિક અને મધ્યકાલીન યુગમાં પાંડિયા ચોલા અને ચન્દ્રગુપ્ત મૌર્ય જેવા મહાન રાજાઓ થઈ ગયા જેમાંના ચન્દ્રગુપ્ત મૌર્ય જેઓ મગધ સમ્રાટ તરીકે પણ ઓળખાતા અને તેઓ એક ચક્રવર્તી રાજા હતા તેઓએ આખા ભારત વર્ષ ઉપર શાસન કરેલું હતું તેઓ શ્રી મહાન ચાણક્યના શિષ્ય પણ હતા ભારતનો ઇતિહાસ માણસને દરેક રીતે પ્રભાવિત કરે છે ભારતનો ઇતિહાસ માણસને સબક આપે છે કે હંમેશા બહાદુરીપૂર્વક રહેવું જોઈએ